છેલ્લા એક વર્ષમાં બનેલી યાદગાર ઘટનાની વાત કરું તો મને પ્રવાસ યાદ આવે છે જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે અમારી શાળામાંથી એક પ્રવાસનું આયોજન કરાવવામાં આવ્યું હતું ત્યારે અમારી બસ તારંગાના વેરાન રસ્તા પર ખરાબ થઈ ગઈ હતી ત્યાં આજુબાજુ કોઈ બસ સર્વિસ કરવાવાળી દુકાન પણ ન હતી દૂર દૂર સુધી કોઇ નજર આવતું ન હતું ગરમીનો સમય હતો જરા પણ પવન આવતો ન હતો ત્યારે અમારી સાથે જેટલા પણ લોકો હતા તે ખૂબ જ કંટાળી ગયા હતા દૂર દૂર જોઇએ તો પર્વતો અને વૃક્ષો જ જોવા મળતાં અમે બધા ખૂબ જ ચિંતિત બની ગયા હતા કેમ કે બસનું ટાયર ફાટી ગયું હતું પણ ભગવાનની કૃપાથી બસ પલટી નહોતી ખાઈ ગઈ ગમે તેમ કરીને કારીગરને બોલાવી બસનું ટાયર બદલાવ્યું અને હેમખેમ બધા ત્યાંથી આગળ નીકળ્યા આ મારા જીવનનો ખૂબ જ ખરાબ એવો અનુભવ કહી શકાય